અમારી સંસ્કૃતિમાં અલગ અલગ કળાઓ જોવા મળે છે જેમકે ટીમલી રમવી નૃત્ય કરવા ચિત્ર કામ વગેરે વગેરે અન્ય ખૂબ જ અલગ અલગ કળાઓ જોવા મળે છે અને કાપડમાં શેરવાની હોય છે જે નવરાત્રીના સમયે પહેરવામાં આવે છે અને ઝબ્બો તેમજ કુર્તો જે પુરુષો નવરાત્રીના સમયે પહેરે છે અને ચણિયા ચોલી વગેરે જે પહેરવેશ હોય છે જે સ્ત્રીઓ નવરાત્રીમાં પહેરે છે અને અલગ અલગ કલાઓમાં અમારા ભારતીય સંસ્કૃતિમાં ચિત્ર કલા મૂર્તિ કલા વાસ્તુ કલા સંગીત સાહિત્ય અલંકાર સૌંદર્ય શાસ્ત્ર ચોસટ કળાઓ વગેરે ખૂબ જ સામિલ છે સામિલ હોય છે તેમજ કળાઓની અંદર પણ ખૂબ જ અલગ અલગ પ્રકારની કળાઓનો સમાવેશ કરવામાં આવે છે જેમકે આદિવાસી સમુદાયની અંદર જ્યારે વિશેષ સમય જ્યારે લગ્ન પ્રસંગ વગેરે વગેરે સમયે ટીમલી ઢોલ વગાડવો લગનમાં તેમજ લગનમાં શરણાઈ વગાળવી વગેરે વગેરે કળાઓનો સમાવેશ થાય છે જેમકે ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ નૃત્ય કલાઓમાં કથકલી ભરત નાટ્યમ કૂચી પૂળી ઓડીસી વગેરે વગેરે અલગ અલગ પ્રકારના નૃત્યોનો સમાવેશ કરવામાં આવે છે તેમજ કાપડમાં સામાન્ય સામન્ય રૂપે જે પહેરે હોય છે જે ખાદી ખાદી છે તે પહેરવામાં આવે છે અને ઉત્તર ગુજરાતમાં લોકો બાંધણી પહેરે છે અને ઘાઘરો કબજો એવી રીતના પણ પહેરે છે મધ્ય ગુજરાતમાં તેવી રીતે અલગ અલગ પ્રમાણે હોય છે તેમજ પંજાબી લોકો પણ પહેરવેશ અલગ હોય છે